મનગમતી પુસ્તક શ્રેણીમાં તો મને જે ગમે છે એ છે કૃષ્ણા અવતાર કૃષ્ણાવતારના ત્રણ ભાગ છે જેમાં પૂરે પૂરૂં કૃષ્ણના જીવનનું આલેખન છે અને એના જ કારણે મને આ પુસ્તક વધારે ગમે છે કેમ કે કૃષ્ણના જીવનમાં ઘણા બધા વિવિધ રંગો છે જેને અલગ અલગ સમયે અને અલગ અલગ આપણા અનુભવ પ્રમાણે આપણે વાંચીએ તો આપણને અલગ અલગ જ્ઞાન મળતું હોય છે અને એના જ કારણે એ પુસ્તકો વારંવાર વાંચવાનું પણ મને મન થતું હોય છે કારણ કે વારંવાર વાંચવાથી અલગ અલગ મને જે અનુભવો થયા છે જીવનમાં એની ઉપરથી મારી સમજણ અલગ અલગ કેળવાતી જાય છે તો હા કૃષ્ણા અવતાર પુસ્તક મને વધારે ગમે છે